હા મેડમ હું વિદ્યાનગરની એક પ્રતિષ્ઠિત કોલેજનો સ્ટુડન્ટનો સીઆર બોલું છું એક્ચુઅલી અમારી કોલેજમાં કેમેસ્ટ્રીની જે લેબોરેટરી છે એના રીગાર્ડિંગ વાત કરવાની હતી હવે એમાં એવું મેડમ છે કે અમારી પાસે સિલેબસમાં કેમેસ્ટ્રી સબજેક્ટ છે તેમજ લેબનો પણ સ્લોટ છે અને કેમેસ્ટ્રી લેબની ફેસિલિટી પણ અમારી કોલેજમાં ઉપલબ્ધ છે પણ કેમેસ્ટ્રીની જે લેબોરેટરીના સાધનો હોય એ અત્યારે અવેલેબલ નથી તો એના માટે તમને એક વિનંતી કરું છું કે સાધનોની જે ડિમાન્ડ પૂરી થાય તો લેબમાં અમે સરળતાથી પ્રેકટીકલ કરી શકીએ તો આપની પાસે કોઈ રિકવાયરમેન્ટ કે થઈ શકશે એવું બધાં બધાં અમારો આખો ક્લાસ અમારા આખો ક્લાસ તરફથી હું એક તમને વિનંતી કરું છું કે કેમેસ્ટ્રીના જેટલા પણ સાધનો હોય લેબના જો એ તમે લાવી શકો તો અમારી લેબની લેબ જે છે એમાં પ્રેકટીકલ થઈ શકે

બરોબર અને જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો અને કેમિકલ્સ છે એમાં અમારો એક નવો નવો પ્રોજેકટ પણ છે કે જે જીરા સોડાની પ્રોડક્ટ આવે ને અને એમાં એમાં અમારું ઇન્વેસ્ટ શું કહેવાય ઇન્વેન્ટ ચાલી રહ્યું છે એટલે કે સરસ મજાના કેસમાં અમે ઇન્વેન્ટ પણ કરી શકીએ છીએ તો તે માટે કોસ્ટિક સોડા જોઈશે અમારે બેકિંગ સોડા જોઈશે અને બીજા પણ અમુક સોડાના જે પોટેશિયમ પરમેંગનેન્ટ હોય એની અમારે કેમિકલની રિક્વાયરમેન્ટ છે જો એ પણ ઉપલબ્ધ જો કરાવી શકો તો ઘણું સારું રહેશે

ઓકે હું તમને આજે જ લેખિતમાં બધાની સાઇન સાથેનો લેટર મોકલાવું છું બરોબરને થેન્કયુ મેડમ ખૂબ ખૂબ આભાર